અહીંયા તમારે

હમ હા હં હં પણ મારી સાંભળો સાંભળો સહેબ મારી પાસે મોટા મોટા બિલ્ડરને સપ્લાયનું છે અને પાંચ ટનનો ઓડર છે તો શું પ્રમાણે ડિસ્કાઉન્ટ આપશો ઊધારી નહીં કેશ પેમેન્ટ લેજો એડવાન્સ હા હા એડવાન્સ પણ ડિસ્કાઉન્ટ નહીં પણ ડિસ્કાઉન્ટ તો જોઈએ જ ડિસ્કાઉન્ટ વગર તો અમે કામ જ નથી હલો ડિસ્કાઉન્ટ વગર તો અમે કામ જ નથી કરતા એ એ બધું તમારે ગણતરી કરો એ બધું તમા એ બધું તમારે ગણતરી કરવાનું એ મારો લુકઆઉટ નથી અમને તો ખાલી ડિસ્કાઉન્ટ સાંભળો ઘોડો ઘાંસથી દોસ્તી કરે તો શું ખાય અમને અમારું તો અમારા અમારું ફેમીલી છે તો એને અમારે ખવડાવવાનું શુ તમે તો ડિસ્કાઉન્ટ ના આપો તો તે અમારે ક્યાં જવાનું તમારે ત્યાં આવવાનું જમવા હવે તમે એમાં તમે ભાવમાં વધારી દો મારી વાત સાંભળો તમે ભાવમા દસ ટકા વધારી દો હા ના ના ના એમ નહીં તમે કંપનીના રેટમાં જ દસ ટકા વધારીને આપો અમને તો ડિસ્કાઉન્ટ મળવું જોઈએ ને હા હં ચાલે ચાલે ચાલે બધુ થાય હા હા હા ભલે ભલે